ગુજરાતમાં પાડવામાં આવતા વિવિધ ધર્મોની જો આપણે શિક્ષણ અથવા તો શીખવાના મુદ્દાની બાબતે વાત કરીએ કે ભાઈ તે કઈ રીતે આયોજિત કરે છે જેમ કે સંકેત છે કે ધાર્મિક શાળાઓ અમુક હોય છે અભ્યાસ ક્રમે એ લોકો એવી રીતના બધા ગોઠવેલા હોય છે શિષ્યવૃત્તિઓ મળતી હોય છે હોશિયાર વિદ્યાર્થીઓને જે તેને ખરેખરમાં લાયક છે જે લાયકાત ધરાવે છે કે તેને જાત જાતની શિષ્યવૃતિઓ મળે અને તે તેના ઉપર ભણીને તેના દ્વારા ભણીને આગળ વધે પોતાનું જીવન સાકાર બનાવે તો એમાં આપણે વાત કરીએ તો ધાર્મિક શાળાઓ જાત જાતની હોય છે જેમ કે ક્રિષ્ન વિદ્યા મંદિર શ્રી ક્રિષ્ન વિદ્યા મંદિર ક્રિષ્ન વિદ્યા મંદિર પછી મદ્રાસાએ રાઝા અશ્યાના મદ્રેસા આ બધી બાબતમાં આપણે જો વીશેષ ચર્ચા કરીએ તો તેમાં બ્રાહ્મણ જ્ઞાતિ પણ એક ધાર્મિક શાળા અલગ હોય છે કે જેમાં માત્ર બ્રાહ્મણ જ્ઞાતિના કુળના લોકોને જ રહેવા દેવામાં આવે છે તેમની સંકૂલ બનાવામાં આવે છે ને ત્યાં તેમને બ્રાહ્મણ ધર્મનું બ્રાહ્મણ જ્ઞાતિના ધર્મનું બધું જ્ઞાન આપવામાં આવે છે બધી ગૌર પદની વિદ્યા શીખવાડવામાં આવે છે કે જેના દ્વારા તે આગળ મોટા થઈને પંડિત બનવાની લાયકાત સરખી રીતે ધરાવે તેનામાં અંદર નસ નસમાં લોહી લોહીમાં ગોર પદું હોય છે બ્રાહ્મણીયુ કામ કરવા માટેનું ત્યાર બાદ આપણે જો વાત કરીએ તો મણિક ગોળની તો તેની જે ધાર્મિક શાળાઓ હોય છે તેમાં વધારે પડતું વૈષ્ણવ ધર્મનું વૈષ્ણવ વાણિયા ધર્મની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન હવેલીમાં તે લોકો ખૂબ જ માને છે તો તેમાં એ બાબતે બધી વિદ્યા દેવામાં આવે છે શિષ્યવૃત્તિમાં વાત કરીએ તો જે ટૂંકમાં જે કહેવાય કે જે જ્ઞાતિનું સ્તર હોય તેમાં સૌથી નીચા સ્તરમાં આવતા હોય ત્રીજા સ્તરમાં તેને સૌથી વધારે શિષ્યવૃત્તિઓ મળે છે તેવું આપણી ગુજરાત સરકાર એવું કહે છે પરંતુ હવે તો ધર્મ બાબતે આપણે જોવા જાઈએ તો જે કોઈપણ વિદ્યાર્થી હોશિયાર છે તો તેમને તેમની લાયકાત પ્રમાણે જે શિષ્યવૃત્તિ મળવી જોએ એ ચોકકસ પણે મળે જ છે અને તેના દ્વારા વિદ્યાર્થી ખૂબ આગળ વધે પણ છે અભ્યાસ બાબતે અને પોતાનું જીવન સાકાર પણ બનાવે છે ખૂબ સારી એવી વિદ્યા મેળવીને તો આમ આપણે જોવા જઈએ તો ગુજરાતમાં પાળવામાં આવતા જે વિવિધ ધર્મો છે શિક્ષણ કે શિખવાના મુદ્દાને આપણે ધ્યાનમાં લઈએ તો એમાં બધા ધર્મના એ ખૂબ જ વધારે પડતા જ આગળ છે અને ખૂબ જ વધારે પડતા જ એમાં એ લોકો કહેવાયને કે એક્ટિવ છે એટલે કે એટલા બધા એને છે ખરેખરમાં બધા લોકોને ભાઈ નહીં આપણાં કુળનો વિદ્યાર્થી છે આપણા કુળનું છોકરી કે છોકરી છે તે હેરાન ના થાય સરખી રીતે ભણે કરે આગળ વધે તો આમ ધર્મ અલગ અલગ ધર્મ પ્રમાણે વિવિધ ધર્મ પાળવામાં જે આવે છે ગુજરાતમાં તેમાં ભણાવવા બાબતે શીખવા બાબતે વિદ્યા બાબતે શિક્ષણ બાબતે છે તે ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે ધાર્મિક શાળાઓ પણ ઘણી છે શિષ્યવૃતિઓ પણ સારી રીતે મળી રહે છે તો તે રીતે બધું